સવાલ છે જ શું તમે ક્યારેય કોઈ સ્થળનું માત્ર ખાવા માટે મુલાકાત લીધી છે જો લીધી હોય તો ક્યાં અને તમે શું ખાધું હતું તો જવાબ છે હા એક્ચુલી આઈ એમ ફૂડી ખાવાનો બહુ શોખ છે કોઈ પણ પ્રકારનું ફૂડ ખાવાનો અતિશય શોખ છે પછી તળેલું હોય કે કંઈ પણ હોય સલાડ હોય સલાડ બોલ હોય બધું જ ભાવે છે એક્ચુલી ખાવાનો જ બહુ શોખ છે ખાવા માટે વડાપાઉં ખાવા હોય તો પ્રાઇમ બેન્કની નીચે જાઓ પ્રાઇમ અંબિકા નિકેતન મંદિર પાસે જાઓ પછી ખાઉસે ખાવા હોય ખાઉસે ખાવા માટે ખાઉસે સૂપ પીવો હોય તો એ માટે જાઓ ઢોંસા ખાવા હોય તો થલાઈવા જાઓ દક્ષિણ જાઓ પછી પંજાબી ખાવું હોય તો અર્બન પંજાબ જાઓ અથવા સુગર એન સ્પાઇસ જાઓ ખાવા માટે તો જઈશ જે ઘણી બધી જગ્યા મુલાકાત લીધી છે ખાસ કરીને ઢોંસા મારા બહુ ફેવરિટ છે તો ઢોંસા માટે અમુક બહુ સિલેક્ટેડ હોટેલો ર રાખી છે ત્યાં થોડા થોડા દિવસે જવાનું થાય જ થલઈવા છે દક્ષિણ છે મહિસૂર કાફે છે ચા પીવા માટે ગ્રીની જાઓ સેન્ડવિચ ખાવી હોય તો વિનાયક જાઓ ગ્રીની ચ સેન્ડવિચ માટે પણ સારું પડે ભજીયા ખાવા હોય તો ડુમસ જાઓ કૂંપણીયા ખાવા હોય તો પેલું શું કહેવાય અડાજણ પાલ ગેલેક્સી સર્કલ પાસે મળે પછી ઢોંસા જ ખાવાનો વધારે શોખ છે તો એ માટે જ ઘણું બધું સારું સિલેક્ટેડ શોધી રાખેલું છે ચાઇનીઝ ખાવું હોય તો વોક ઓન ફાયર જાઓ ગો ચાઈના જાઓ પણ સારી જગ્યાએ સારી વસ્તુ ખાવા માટે ઘણી બધી જગ્યાએ મુલાકાત લીધી છે પછી તમે મુંબઈ જાઓ સપોઝ તો મુંબઈની સેવ પૂરી છે ભેલ છે એ બધું ખાવા ચોપાટી જવું જ પડે બરોબર પીઝા ખાવા હોય તો કોલાબા સાઈડ ઘણું છે પછી દિલ્લી દરબારમાં જઈએ ખાવા માટે ઘણી બધી જગ્યાએ ખાવા માટે તો ઘણી જ જગ્યાએ ગયા છીએ